ફુરસતના સમયને માણવા માટેના ઘણા બધા રસ્તા છે કે તમે પુસ્તક વાંચી શકો પુસ્તકમાં ઘણા બધા પ્રકાર આવે તમે નવલકથાઓ વાર્તાઓ સ્ટોરીઓ આત્મકથાઓ એવું બધું તમે વાંચી શકો તમે મારે તો હું મને તો મારા ફુરસતના સમયમાં વાંચવામાં આત્મકથા પછી અમુક બુક્સ પછી સબ્જેક્ટ રિલેટેડ બુક્સ જેમકે હું અર્થશાસ્ત્રમાં વધારે મને રસ છે તો અર્થશાસ્ત્ર બાબતની પુસ્તકો મને વાંચવાનું વધારે મજા આવે છે પ્લસ અમુક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઓ જેમકે રમુજી કથાઓ હોય વાર્તાઓ વાર્તાઓ હોય કોઈ ના કોઈ કોઈ મહાન વ્યક્તિએ લખેલી પોતાની આત્માકથાઓ એ બી વાંચવામાં મજા આવે જેમકે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ગાંધીજીની સત્યના પ્રયોગ એ પણ વાંચવામાં મજા આવે પછી તમે મારા બીજા ઓપ્શનમાં કહીએ તો મને સંગીત સાંભળવું જેમકે ગીતો સાંભળવા પણ વધારે મજા આવે છે ગીતો સાંભળવામાં અમુક ભજનો નાનાં મોટાં ગીતો પછી ગરબા એવું બધુ સાંભળવામાં વધારે મજા આવે પ્લસ ક્યારેક એવું બહુ થાય આખો દિવસ આમ કામ કરીને થાકી ગયા હોય તો સાંજે ફુરસતનો સમય મળ્યો હોય તો આપણે આપણામિત્રો સાથે થોડીક વાર બેસીએ ગપ્પા મારીએ એમની જોડે ફરવા જઇએ એમની જોડે બેસીએ એવું બધુંય થઇ શકે મહત્ત્વ તો રીતે કહીએ તો મોટા ભાગે તો ફુરસતનો સમય તમને જ્યારે મળે એટલે હું તો મારા મિત્રોને ફોન કરી અને તેમને જોડે મળવા જાઉં છું રેડી અમે ફરવા જઇએ મોલમાં જઇએ નાસ્તો કરવા નાસ્તો કરવા જઇએ હારે બેસીએ ગપ્પા મારીએ સાંજે રાત્રિનું ભોજન સાથે કરીએ એવા બધાય પ્લાન કરીએ પ્લસ ક્યારેક આમ અડધો દિવસ અથવા વધારે સમયની આમ ફુરસત હોય તો બધા મિત્રો ભેગા થઈએ પ્લસ બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવીએ ફરવા જઇએ આજુબાજુનાં સ્થળોમાં ક્યાંક ફરી શકાય એવા ઘણા બધા ઓપ્શન છે મને તો વધારે ફરવામાં પણ મજા આવે આ મિત્રો જોડે હોય તો ફરવા જવામાં કોઈ વાંધો નથી પ્લસ ક્યારેક તમે આમ સાંસારિક લાઈફથી તમે કંટાળી ગયા હોય તો તમે પ્રકૃતિના પકૃતિના ગોદમાં તમે એકાંતમાં સમય પસાર કરી શકો છો એમાં પણ મજા આવે તમે પકૃતિનાં વાતાવરણ વાતાવરણ વચ્ચે એકલા સમય પસાર કરી છો જેમકે ડુંગરા છે બગીચો છે એવા બધાંય સ્થળે તમે બેસીને પણ સમય પસાર કરી શકો અથવા તમારી આસપાસમાં કોઈ ઝરણું હોય એમાં પણ સમય કરી શકો હું મારી વાત કરું તો મોસ્ટઓફ અમારા વિસ્તારમાં એક બે પ્રકારનાં ઝરણાં છે ડુંગરા છે નદી પણ છે એટલે ક્યારેક એવો સમય મળે આમ ઈચ્છા થાયે કે ભાઈ પ્રકૃતિના ખોળે બેસવું છે તો હું મોસ્ટ ઓફ નદીના કિનારે એકલો બેઠો હોઉં છું પ્લસ હું ઝરણા પાસે બેઠા હોય છે નદીએ બેઠા હોય છે એવી જ રીતે ફુરસતનો સમય માણી શકે પછી વધારામાં ફુરસતનો સમય માણવામાં કહીએ તો ફિલ્મો અને વેબ સીરિઝ જોવી એ પણ એક સારો ઓપ્શન છે મારા માટે ગણી શકાય મને એવું થાય કે ક્યારેક ભાઈ કંટાળી ગયો છું તો ફુરસતનો સમય છે તો ફિલ્મ જોઉં વેબ સીરિઝ જોઉં ઇન્ટરસ્ટ્રિંગ કોઇની ઓલી પૉડકાસ્ટ પૉડકાસ્ટ પણ જોઈ શકાય એ ભાઈ વધારે મને મજા આવે છે મોસ્ટ ઓફ તમે ફ્રી હોય એકાદ બે કલાકનો સમય હોય રાત્રિના દરમિયાન તમે ફુરસત હોય તો તમે વેબ સીરિઝ અથવા ફિલ્મો જોઈ શકો છો ફિલ્મોમાં ઘણા બધા ઓપ્શન છે તમે વેબ સીરિઝ જો તમારી પાસે ટાઈમ હોય તો વેબ સીરિઝ જોવાનો બેસ્ટ ઓપ્શન છે વેબ સીરિઝ જોવામાં બહુ મજા આવે છે પ્લસ હજી ફુરસતના સમયના હું કઈ રીતે માણી શકું તેની વાત કરું તો કસરત અને જીમ જેમકે રનિંગ છે કસરત છે જીમ છે આ બધી ટૂંકમાં આમ શારીરિક ચુસ્તવાળી એક્ટિવિટીઓ કરવામાં પણ મારો સમય ફુરસતનો સમય કાઢું કેમકે એમાં વધારે મજા આવે છે પ્લસ એનાથી ફાયદો એ થાય ફુરસતનો સમય પણ તમારે મણાઈ જાય અને તમારું શરીર પણ મજબૂત થઇ જાય

એટલે એક એ સારો ઓપ્શન ગણી શકાય મારા માટે કે ભાઈ હું ફુરસતનો સમયનો કઈ રીતેનો ઉપયોગ કરવો બીજા ઘણા બધા પ્રકારો છે જેમ આપણે વાત કરી પુસ્તક વાંચવું પુસ્તક વાંચવું પછી વેબ સીરિઝ જોવી ફિલમ જોવાં અને ક્યારેક ક્યારેક એવું મન થાય તો એકાંતમાં બેસવું શાંતિથી કાંઈ પણ વિચાર્યા કર્યા વગર શાંતિથી બેસવાનું એકલા કોઈ પણ દુનિયાદારીથી પર શાંતિથી બેસવાનું બસ અથવા ક્યારેક એકલા હોય તો તમે આમ મને તો બાઇકિંગનો શોખ છે રેડી તો હું એકલો હોય કોઈ મિત્ર બિત્ર ફ્રી ન હોય તો હું એકલો રાઈડ ઉપર નીકળી જાઉં છું વીસ પચ્ચીસ ત્રીસ કિલોમીટરની રાઈડ હોય તો હું ચાલે હું એકલો જઈ આવું મને મજા આવે મેં ઘણી વાર એવું કરેલું છે લાસ્ટ ટાઈમ ફ્રી હતો તો એવી રીતના હું બાઇકિંગ ઉપર ગયો તો પ્લસ ક્યારેક આમ વધારે એવું હોય કે ભાઈ ફ્રી છે તો એમા હું યુનિવરસિટી છે કોલેજો છે એવી રીતના અહીંયા ગાર્ડનમાં પણ બેસવા જાઉં છું એમાં પણ વધે બધે મજા મજા આવે છે એવી રીતે ઘણા બધા ફુરસતના સમયને તમે માણી શકો છું મને તો હરવું ફરવું પુસ્તકો વાંચવા અવનવાં સ્થળોની વિજિટ કરવી એવું બધુંય મને વધારે મારા ફુરસતના સમયમાં મજા આવે છે